મારા મંતવ્ય પ્રમાણે જેણે આપણા રાજ્યની સંસ્કૃતિને આપાર આકાર આપ્યો છે અને આ ભૂમિને સંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવા માટે આપણા પૂર્વજો આપણા વડીલો નો ખૂબ મોટો ભાગ રહ્યો છે જેવી રીતના આપણા ઘરમાં કોઈ મોટાં વડીલ હોય છે તે આપણને યોગ્ય શિક્ષણ આપે છે કે કઇ રીતે આપળો વારસો હતો કેવી આપણી સંસ્કૃતિ હતી અને એ સંસ્કૃતિને આપણે કઈ રીતના પરંપરાગત સાચવવી જોઈએ તેને કઈ રીતના તેનો ઉપયોગ કરવો જોઈએ આપણે મહાન સંસ્કૃતિના વિવિધ ઉપયોગો છે તેને સાચવવા માટે અત્યારનો આપણા જે પૂર્વજો છે એ છે પ્લસ અત્યારના જે આપણા જે નાના નાના સ્ટુડન્ટ વર્ગ છે તેને પણ આજની શિક્ષણ શિક્ષણ પ્રક્રિયામાં તેને એડ કરવામાં આવે છે તેના સિલેબસમાં ઘણાં ઘણાં બધાં એવા પાઠ આપવામાં આવ્યાં છે કે જેનાથી આજે આપણો સાંસ્કૃતિક વારસો છે તે જળવાઈ રહ્યો છે તેના માટે થોડું નોલેજ જે આજના બાળકોમાં જોઈએ છે તે તેને પોતાની વિવિધ બુકના વાંચન દ્વારા મળી રહ્યું છે